હા તો કાલે તો કાલ પછી સંડે છે ને પછી સોમવારે આવશો તો તમને ટ્રાન્સફર સર્ટિફિકેટ લખી આપવામાં આવશે હા સારું હા ત્યારે લખી આપવામાં આવશે હા વેલકમ